હલો હા હા હા તમારો કઈ સ્કૂલ છે ને કયો આપણે તમારો ટાઈમ શું છે હં તમારે કઈ તારીખે ડાંસ તમારે કઈ તારીખે પફોમ કરવાનું છે હા તો મારી પાસે સવારે તો ટાઈમ હોતો નથી તમારી પાસે ત્રણ વીકનો ટાઈમ છે તો આપણે ત્રણણ દિવસ બે કલાક સાંજે પ્રેક્ટિસ કરીશું તેની આપણે ચારથી છ પ્રેક્ટિસ કરીશું ચાલશે ને તમારે તો આપણે કલાક લેટ રાખીએ ચાલશે હા કતાર ગામમાં એક છે નીલકંઠ બિજનેસ હબ ત્યાં શોપ નંબર બ્યાંશી છે ત્યાં તમને મળી જશે તમારે જેવા જોઈએ તે ત્યાંથી લઈ લેજો વેલકમ